શાળાના વિદ્યાર્થીઓને શિક્ષકોએ ચોપડિયું જ્ઞાન આપવાની જગ્યાએ પ્રેક્ટિકલ આસ્પેકટ એટલેકે પ્રાયોગિક કાર્ય શિખવાડવાની ખાસ જરૂર છે ખાસ કરીને વિજ્ઞાન અને સાહિત્ય જેવા વિષયોની અંદર શિક્ષકો જો વિદ્યાર્થીઓને પ્રાયોગિક માર્ગદર્શન આપે તો વિદ્યાર્થીઓ ઘણું બધુ શીખી શકે છે શાળાઓ એ આ બાબતે લેબોરેટરી બનાવવાની જરૂર છે અથવા તો લાઇબ્રેરી સારી બનવાની જરૂર છે જેથી ત્યાં જઈ વિદ્યાર્થીઓ શીખી શકે